એલોપેથિક દવાનાં વૈકલ્પિક સાધનો જેવાં કે આયુર્વેદિક અને હોમિયોપેથિક એ ખરેખર સારી છે તે વસ્તુ છે મને પોતાને પણ આયુર્વેદ અને હોમયોપેથિકમાં મેં ઉપયોગ કર્યો છે અને હું છે તે કેટલાંક છે તે દર્દો એવાં છે કે જેમાં આયુર્વેદિક જ બેસ્ટ છે અને હોમયોપેથિક કેટલાકમાં બહુ સારી છે જેવા કે કબજિયાતની અંદર આયુર્વેદમાં એટલાં સરસ છે તે છે ઔષધિઓ છે કે જે એલોપેથિકમાં નથી કે એની દવાઓ પણ પૂરતી બરાબર નથી પણ આયુર્વેદમાં હરડે અને બીજા એવાં જે છે તે ઔષધિઓ છે તે જે કારગર પુરવાર થાય છે અને એનાથી કાયમી છે તે છે તે એ મરડો કે એવાં કોઈ છે તે થયા હોય તે દૂર થાય છે તેમજ કેટલાક હોમિયોપેથિકથી પણ હોમીઓપેથિક દવાઓને કારણે પણ દર્દો મટ્યાં છે એક કિસ્સામાં પાલનપુરનો કિસ્સો હતો કે જેમાં નગરસેઠને છે તે છાતીમાં દુખવા માંડ્યુ અને તે વખતે તો અમદાવાદ ત્યાંથી પ્લેનથી જવું પડે એવું હતું કારણ કે ત્યાં તાત્કાલિક હે તો તો ચાર્ટડ પ્લેન બોલાવી અને મુંબઈ લઈ જવાના હતા એટલું બધું દુખતું તું તો એમને પ્લેન આવવાને વાર હતી અને એમને આયુર્વેદમાં હિંગળો કરીને હતો તે એમનાં દુંટીમાં ભર્યો અને અડધો એક કલાક થયો હશે તો એમને જે છાતીમાં દુખવાનો જે દુઃખાવો હતો તે ઓછો થઈ ગયો અને અડધા કલાક પછી તો બિલ્કુલ જ મટી ગયો તો આ ઉપાયને કારણે તેમને જે હોસ્પિટલમાં દાખલ કરવાના હતા ચાર્ટર પ્લેન કરીને તે પણ કેન્સલ કરીને એ નોર્મલ થઈ ગયા ને એટલે જ મને આયુર્વેદમાં વધારે વિશ્વાસ છે અને હોમિયોપેથિકમાં પણ ઘણો સારું એમાં રિઝલ્ટ મળી શકે છે આવા ઘણા કિસ્સાઓ છે કે જે આપણે આયુર્વેદ અને હોમિયોપેથિકનો ઉપયોગ કરીને હોસ્પિટલની મુલાકાત રદ કરી શકાય અને એમાં છે તે હોસ્પિટલમાં જ રદ કરી શકાય સારો ઉપયોગ કરી શકાય